હલ્લો તને ખબર છે કે તમારે તાં ખેતી કેવી ચાલે

અમારે તાં પણ એવી જ છે ડાંગર કરીએ છીએ અમે આતો સારી એમ બોઉ સારી નથી થતી પણ એમ થાય છે અમે તમે કેવુ કરો દવા છાંટો કે હા એવું જ છે એટલે સારી ખેતી કરવી પડે તેમાં ખાતર દવા એવી છાણિયું ખાતર અમે તો નાખીએ છે એટલે સારી ખેતી થાય છે અને વર હા હા એવું જ થાય છે અમે તો સારી રીતે હા ખેતી કરવા માટે પેહલા ખેડ કરીએ છીએ અને પછી તરો રોપીએ છીએ અને એમાં ખાતર નાખીએ છે એટલે સારી ખેતી થાય હા ખેતી માટે વરસાદનો પૂરતો પ્રમાણમા વરસાદ આવવો જોઈએ અને ખેતી વધારે પાણી પણ ન જોઈએ એટલે પાણી છોડી દેવામાં આવે છે અને સારી ખેતી કરવી પડે સારો કચરો કાઢી નાખવો તેથી ભાત સારુ થાય અને એટલે કાદવ પાડીએ છીએ અને પછી તરૂ રોપીએ છીએ તેથી પછી કાદવમાં અમે તરૂ રોપીએ છીએ હા એટલે છાણિયું ખાતર નાખી દઇએ એટલે સારું પડે અને કૃત્રિમ ખાતર ન નાખવું તેથી પાકને નુકશાન થાય છે એટલે કુદરતી ખાતરો નાખવો જેમ કે છાણયા ખાતર છાણિયું ખાતર નાખવુ તેથી ખેતી સારી થાય હા થેન્ક યુ